ગુજરાતી ભાષાની સ્થાનિક બોલી એ ગુજરાતીના પોતાનામાં ખૂબ ખુશીની અને અભિમાનની વાત છે ગુજરાતી ભાષાની અનેક બોલીઓ છે જે નીચે મુજબ છે જેમ કે સુરતી બોલી ચરોતરી બોલી કાઠિયાવાડી બોલી કચ્છી બોલી ભીલી બોલી મહેસાણી બોલી વડોદરી બોલી પાટણી બોલી ગામિત બોલી વસાવા બોલી વગેરે આ બોલીઓ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં બોલાય છે અને તેમની ખાસિયતો એ ઘણી બધી છે કાઠિયાવાડી બોલી કાઠિયાવાડી બોલી એ કાઠિયાવાડી વિસ્તારમાં બોલાય છે ચરોતરી બોલી ચરોતરી બોલી એ ચરોતર વિસ્તારમાં બોલાય છે સુરતી બોલી સુરતી બોલી એ સુરત અને તેની આસપાસના વિસ્તારમાં બોલાય છે ખેડાઉતી બોલી ખેડાઉતી બોલી એ ખેડા જિલ્લામાં બોલાય છે મહેસાણી બોલી મહેસાણી બોલી એ મહેસાણા જિલ્લામાં બોલાય છે પાટણી બોલી પાટણી બોલી એ પાટણ અને તેની આસપાસના વિસ્તારમાં બોલાય છે ગામિત બોલી ગામિત બોલી એ દક્ષિણ ગુજરાતમાં બોલાય છે આ બધી બોલીઓની ખાસિયતોમાં શબ્દભંડોળ ઉચ્ચારણ વ્યાકરણ અને છંદ સામેલ છે